હા હું કહી શકું કે ટ્યુબવેલ કઈ રીતે કાર્ય કરે છે અમારા ગામમાં ઘણી બધી જગ્યાએ ટ્યુબવેલનો ઉપયોગ થાય છે ટ્યુબવેલનું મુખ્ય કાર્ય એ છે કે પાણીના જથ્થાનો સંગ્રહ કરવો જેથી કરીને ખેતરમાં પાણીની જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે તેના દ્વારા ખેતરમાંના પાકને પાણી પૂરું પાડી શકાય છે જેથી ખેતી સારા એવા પ્રમાણમાં થઈ શકે ટ્યુબવેલનો મતલબ એવો થાય છે કે સામાન્ય રીતે ટ્યુબવેલ એટલે જળ સંસાધન એટલે કે એની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂર પડે ત્યારે તે પાણીનો ઉપયોગ પણ કરવામાં આવે છે અને ટ્યુબવેલ ઘણીબધી જગ્યાએ ખેતરોમાં જોવા મળતા હોય છે અને ટ્યુબવેલ હોય તો ખેતી સારા એવા પ્રમાણમાં થઈ શકે છે લોકો કપડા ધોવા માટે પણ ટ્યુબવેલના પાણીનો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ ટ્યુબવેલના પાણીનો પીવાના પાણી તરીકે પણ ઉપયોગ થતો હોય છે અને સાથે સાથે ઘરકામ માટે પણ મહિલાઓ ટ્યુબવેલના પાણીનો ઉપયોગ કરતી હોય છે